તમને કઈ કઈ વાનગી બનાવતા આવડે છે અને તમે તે કેવી રીતે બનાવો છો મને દાળ ઢોકળી વઘારેલી ખીચડી પુલાવ વગેરે ઘણું બધું ફાવે છે અને સૌથી વધારે મને દાળ ઢોકળી બનાવવાનું વધારે પસંદ છે કારણ કે તેમાં દાળ બાફી પછી એમાં લોટ બાંધીને ઢોકળા વણવાં પછી એને કાપીને પછી ટામેટાં લીલા મરચાં ધાણાં મીઠો લીમડો વગેરે નાખવું અને રાઈ નાખીને એનો વઘાર કરી અને પછી દાળને બાફેલી અંદર વઘારમાં નાખવી અને પછી ઢોકળા નાખવાં અન પછી જો ઢોકળા ને બધું થઈ જાય કોમ્પ્લેટ એટલે એને ઉતારી લેવી પછી બીજું મને આવડે છે શીરો એમાં પણ થોડું ગોળનું પાણી કરવું ગોળનું પાણી કરી એમાં થોડુંક ઘી નાખવું તવામાં ઘી નાખવું પછી ઘી એ બરાબર ગરમ થઈ જાય એટલે એમાં લોટ નાખવો અને પછી ઘી વડે લોટને શેકી લેવો શેકીને પછી એમાં પેલું ગોળનું પાણી નાખવું અથવા તો ખાંડ નાખવી જેથી કરીને ગળપણ પકડે શીરો પછી એમાં પણ વઘારેલી ખીચડીમાં પણ મને બહુ જ મજા આવે છે બનાવવાની એમાં છે વેજીટેબલ શાકભાજી બધા નાખવાં એમાં છે વટાણા પછી લીલા મરચાં બટાકા ડુંગળી એમાં તમે વઘારેલી ખીચડીમાં તમે પનીર પણ નાખી શકો છો કે જેથી કરીને તમને વધારે ટેસ્ટી લાગે એમાં પણ એવી રીતે જે શાકભાજીનો વઘાર કરીએ આપણે શાક બનાવીએ એ રીતે પહેલાં શાકનો વઘાર કરી દેવાનો અને પછી જ્યારે બટાકા ને એવું શેકાઈ જાય આંધણ થઈ જાય પછી ચોખા ઓળીને એમાં કૂકરમાં બનાવવી હોય તો બે બે સિટી મારી દેવાની અથવા તપેલામાં બનાવો તો ધીમા ગેસે થવા દેવી એમાં સુખડી પણ મને બનવવાની બહુ જ પસંદ છે સુખડીમાં પણ પહેલાં તો તેલ નાખવું તેલમાં થોડો ગોળ નાખવો જો તેલમાં બનાવવી હોય તો તેલ પહેલાં નાખવાનું અને ઘીમાં બનાવવી હોય તો ઘી પહેલાં નાખવાનું એમાં ઘી કે તેલ નાખીને અને પછી એમાં છે ને ગોળ ભાંગીને એની અંદર તેલ કે ઘીમાં નાખી દેવાનો જે ગરમ થવા મૂક્યું હોય એમાં પછી એનો પાયો થવા દેવાનો પછી જે અને ઘી હોય અથવા તો તેલ અને ઘી હોય એ બેયને મિક્સ થઈ જવા દેવાનું એકરસ પછી જો એ મિક્સ થઈ જાય ને પછી એમાં આપણે જે લોટ નાખીએ ને મોટો એ લોટ નાખી અને પછી શેકાવા દેવાનું એને ધીમા ગેસે પછી શેકાઈ જાયને પછી એને તવામાંથી કાઢીને કે આપણે થાળી કે જેમાં કાઢવી હોય એમાં કાઢી અને પછી એને ખુલ્લી કરી નાખી અને પછી એને દબાવીને એનાં ચોસલા પાડી દેવાનાં પછી ચોસલા પાડી દેવા પછી ઠંડી થાય એટલે સુખડી ખાવા તૈયાર એવી રીતે મને ઘણી બધી વાનગીઓ પસંદ છે જમવાની અને બધાને મારા હાથની ચા ચા પણ બહુ જ ભાવે છે જેમાં ચામાં પણ હું ટેસ્ટી જ બનાવું છું મને રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે અને મારી રસોઈ સરસ બને પણ છે મારા હાથે જેથી કરીને હું બધાને જમાડી શકું એવી રીતે મને છે ને સરગવાનું શાક પણ બહુ જ સરસ ફાવે છે એમાં પણ હું છે ને ખાલી કંઇ નાખતી નથી અંદર બટાકા અને સરગવાનું અને જેવી રીતે હળદર મીઠું મરચું અને ગરમ મસાલાનું અને રાઈનો વઘાર કરું છું એ પણ એમાં પણ હું થોડું દહીં નાખું ને તો એ વધારે ટેસ્ટી બને છે એટલે મને છે ને રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે અને મને રસોઈ બનાવતાં સરસ ફાવે પણ છે અને હું આ રસોઈ બનાવવા સ્કૂલમાં જાઉં પણ છું અને છોકરાઓને ટેસ્ટી લાગે પણ છે એવાં દાળ ભાત પણ હું એવાં જ બનાવું છું ટેસ્ટી જેમાં કે દાળ ભાતમાં પણ હું ભાતનો જીરાથી વઘાર કરું છું પહેલાં તપેલું મૂકી અને એમાં થોડું જીરું નાખું છું પછી એ જીરું ફૂટી જાય એટલે થોડું તેલ નાખું તેલ નાખીને અંદરથી જે માપનું આપણે જેટલાં દાળ ભાત બનાવવા હોય એટલા ભાત માટેનું પાણી નાખું છું અને પછી જે પાણી જીરાવાળું ઉકળી જાય એ પછી હું છે ને એમાં ચોખા ઓરું છું ચોખા ઓરી ને પછી ધીમા ગેસે એને થવા દઉં છું એટલે મારા દાળ ભાત પણ લોકોને બહુ જ ટેસ્ટી લાગે છે અને બધાને ભાવે પણ છે એટલા માટે મને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે કારણ કે મારા હાથનું બધાને ભાવે પણ છે અને બધા હોંશે હોંશે જમે પણ છે જેથી કરીને મને બહુ જ એટલે બહુ જ શોખ છે અને મારા હાથનાં દાળ ભાત પણ બધાને વધારે ભાવે છે